જ્યારે વાત સંસ્કૃતિની આવે તો આમ તો આપણે જોઈએ તો હિન્દુ સંસ્કૃતિ મુસ્લિમ લોકોની સંસ્કૃતિ એ લોકો બધું અલગ અલગ પડી જાય છે ધર્મ બાબતે પણ હિન્દુ સંસ્કૃતિમાં પણ જુદા જુદા જે કુળ બાબતે એ અલગ અલગ હોય છે કે બ્રાહ્મણ કુળના લોકો છે તેને બધી સંસ્કૃતિ છે એ વિશેષ પ્રકારની હોય છે અને તે તો ચોક્કસ છે કે ભાઈ બ્રાહ્મણ કુળના લોકો હોય તો એ લોકોની સંસ્કૃતિ બધી જે રીતિરિવાજ છે વિધિઓ છે લગ્ન બાબતેની હોય કે પછી બીજી કોઈ પણ બાબતની હોય તો એ વિશેષ જ હોવાની છે ત્યારે પછી ક્ષત્રિય કુળના લોકો હોય કે બીજા કોઈ પણ કુળના લોકો હોય તો તે લોકોની અને બીજા અન્ય કુળ લોકોની બધી વિધિમાં સંસ્કૃતિમાં ફેરફાર હોય છે અને તે જ છે એ આપણા જીવન જીવવાનો આમ મુખ્ય હેતુ બની જાય છે કારણ બની જાય છે કે તેના દ્રારા જ આપણા જીવનમાં જે એ એકદમ રંગભર્યું વાતાવરણ સર્જાય છે રંગીન વાતાવરણ થઈ જાય છે આપણી આપણું જ જીવન એ રીતનું રંગીન થઈ જાય છે એ બધી બાબતોથી ભરપૂર તહેવારો તો આપણા ભારતમાં ન ખૂટે એટલા હોળી ધૂળેટી દિવાળી નવરાત્રી પતંગબાજી અને અન્ય કેટલા બધા બાબત જન્માષ્ટમી આવા કેટલા કેટલા અઢળક તહેવારો છે સાતમ આઠમ આવું તો લીસ્ટ કરીએ તો પણ ઓછું બને એક એક આમ મહિને મહિને તહેવાર જેવું છે આપણા ભારતમાં કહેવાય છે કે ભારત છે એ તહેવારનો દેશ છે ખાસ કરીને જાયે તો આપણે સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં વધારે પડતું છે તહેવારો બાબતે અને એમાં પણ જો વાત કરીએ તો આપણું જુનાગઢ ભાઈ એકોએક તહેવારને એટલા વિશેષપૂર્વક ઉજવે સાતમ આઠમ આવવાની હોય તો એ પહેલાં પણ એ રીતના બધી તૈયારી હોય જન્માષ્ટમી નવરાત્રી આ તે બધું અને હવે જો આપણે મુખ્ય વાત કરીએ તો આપણા ભારતીય સંસ્કૃતિમાં લગ્નની વિધિ કેટલી વિસ્તૃત હોય છે તે તો લગ્નની વિધિમાં ભાઈ એવું હોય છે કે જ્ઞાતિ બાબતે અલગ અલગ હોય છે જ્ઞાતિવાઇસ બ્રાહ્મણ જ્ઞાતિના લોકોને છે તે સૌથી લાંબી લગ્નની વિધિ હોય છે જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી એટલી વિધિ તો એક પણ જ્ઞાતિના લોકોને નથી હોતી બ્રાહ્મણ જ્ઞાતિના લોકોને લગ્નની વિધિ ખૂબ જ લાંબી હોય છે પટેલ જ્ઞાતિના લોકોની વિધિ છે એ અર્ધી જોઈએ પટેલ જ્ઞાતિ છે પછી વણિક જ્ઞાતિ છે તો એ લોકોની વિધિ છે એ આમ તો બ્રાહ્મણ જ્ઞાતિના લોકોને મળતી જ આવે છે હિન્દુ સંસ્કૃ સંસ્કૃતિમાં જે લગ્નની વિધિ હોય છે એ બધી સરખી જ હોય છે પણ અમુકમાં છે એ એવી માન્યતાઓ ઉપર આધારીત હોય છે કે ભાઈ અમે લોકો આ વિધિને નથી માનતા આ સંસ્કૃતિમાં અમારી માન્યતા ઓછી છે અથવા તો સાવ નથી તો એ બાબ એ પ્રકારે લગ્નની વિધિ હોય છે

કે જે વધારે પડતું જોઈએ તો વાણિયા જ્ઞાતિમાં નથી જોવા મળતી અથવા તો બ્રાહ્મણ જ્ઞાતિમાં પણ જે અલગ પેટાપ્રકાર હોય છે તે સૌથી વધા મુખ્ય તરીકે કહીએ તો શ્રીગુણસોઠિયો મારવીય બ્રાહ્મણ જે હોય છે ભાઈ શ્રીગુણસોઠિયો મારવીય બ્રાહ્મણ તે તે લોકોમાં ગૌરી સાથિયોની વિધિ છે એ જોવા મળે છે લગ્ન બાબતે અને બીજા બ્રાહ્મણોમાં અમુક જગ્યાએ હોય છે જે લોકો માન્યતા ધરાવતા હોય તો બાકી હોતી જ નથી શ્રીમંત વિધિ છે આ તે બીજુ બધી અલગ પ્રકારની વિધિ લગ્ન બાબતે સિવાયની વિધિ એ બધું વધારે પડતું જોવા મળે તો બ્રાહ્મણ જ્ઞાતિના કુળમાં લગ્ન વિધિ સૌથી વધારે બ્રાહ્મણ જ્ઞાતિની હોય છે અને સૌથી ટૂંકી વિધિ કહીએ તો મારા મંતવ્ય પ્રમાણે પટેલ જ્ઞાતિના લોકોની તે લોકોમાં બધું ટાઈમસર હોય છે અને જે ધાર્મિક વિધિઓનું પાલન કરવાનું આવે છે તો જે લોકોની માન્યતા વધારે હોય છે સંસ્કૃતિક બાબતે સાંસ્કૃતિક બાબતે તે લોકો તો ચોક્કસપણે ભાઈ પોતાની સંસ્કૃતિ છે તે સરખી રીતે નિભાવવાના જ છે વિધિઓનું પાલન કરવાના જ છે અને જે લોકો એવું માને છે કે ભાઈ આ બધું તો ઠીક છે હવે એવું બધું કાંઈ હોતું નથી તે લોકો તેનું સરખેથી વિધિઓનું પાલન કરતા નથી